હું જે જગ્યાએ રહું છું રેસિડેન્સમાં રહું છું પરંતુ મારેથી બે કિલોમીટર આગળ એક આરોગ્ય કેન્દ્ર છે જે એનું નામ અર્બલ હેલ્થ સેન્ટર છે તો થોડાક વરસ પહેલાં ત્યાં કંઈ હતું જ નહીં અને એક નાની એવી ઓફિસ હતી અને લોકો ત્યાં સારવાર માટે આવતા અને ત્યાં સારવાર ફ્રીમાં થાય છે કારણ કે તે ગવર્મેન્ટ છે પરંતુ બે વરસ પછી તેમણે ઘણું બધું અપડેટ કર્યું અને જ્યારે કોરોનાનો સમન સમય આવ્યો ત્યારે ત્યાં ઘણુંબધું અપડેટ કર્યું નવા બેડ્સ લગાવ્યા અને લોકો માટે ત્યાં આરોગ્યની મોટી હોસ્પિટલ જેવું બનાવ્યું છે ગવર્નમેન્ટે તો જેમકે લોકો ત્યાં આવીને તેની ફ્રીમાં સારવાર કરાવી શકે કારણ કે અત્યારના કોરોનામાં લોકોને પૈસા નહોતા મળતા અને તે લોકો પાસે પૈસા નહોતા અને તો તેની સુવિધા માટે તે લોકો ત્યાં જતાં એની સારવાર કરવા માટે અને એ લોકો ખૂબ જ સંભાળીને સારવાર કરતાં લોકોની કારણ કે તે ઘણું બધું અપડેટ થએલું છે અને તેમની આજુબાજુનું એટમોસ્ફિયર બી ખૂબ જ સુંદર બનાવી દીધું છે અને એની બે વરસ પહેલાં ત્યાં હતું નહીં કંઈ પણ બે વરસ પછી તેમણે એટલું બધું આમ અપડેટ કર્યુંને કે લોકો અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં તે ગવર્મેન્ટ હોસ્પિટલને ચૂઝ કરે છે